આજે સવારે મારું પાકીટ ચોરાઈ ગયેલ હતું અને મને ચોરની વિષે કંઈ માહિતી નથી અને પાકીટ પાછું મળવાની કોઈ શક્યતા નથી આ પાકીટમાં મારા જરૂરી દસ્તાવેજો હતા અને તેમાં પાન કાડ પણ હતું મારે કંઇ ઇન્કમ ટેક્સ માટે પાન કાર્ડની તાત્કાલિક જરૂરિયાત છે મારી વિગતોમાં મારું નામ પ્રવીણીબેન પંડયા ઉંમર વર્ષ સાહિઠ અને ગામ આણંદ છે તો કૃપા કરી તાત્કાલિક નવું ડુપ્લિકેટ પાનકાડ મોકલી આપશો